હલો બોલો જોતરસી વાત કરી રહી છુ એમબીક માંથી એન વાય રેસીડેન્સીમાંથી હા હા કયા કયા પ્રકારના રૂમ વિશે તમે જાણ માહિતી મેળવા માંગો છો અમારે ત્યાં એસી નોન એસી ડિલક્ષ એમ ઘણાં બધાં રૂમસ અવેલેબલ છે અચ્છા અને મને જણાવી શકો કઈ તારીખ થી તારીખ સુધી તમે રૂમ બૂક કરવા માંગો છો

પાંચ રૂમ એસી કે નોન એસી જોઇશે આપણને એસીવાળા પાંચ રૂમ દસ દિવસ માટે ઓકે ઠીક છે અમારે એસીવાળા રૂમનો ચાર્જ એક દિવસનો ત્રણ હજાર રૂપિયા રહેશે હ તમે જ્યારે આવો ત્યારે તમારો આધાર કાર્ડ જેટલાં પણ મેમ્બર્સ ત્યાં રહેવાનાં હોય હોટલમાં ચેક ઇન કરાવાના હોય એ બધાંનો આધાર કાર્ડ જોઈશે ક્યાં તો કોઈ પણ આઈડી પ્રૂફ મને જોઈશે ચાલશે ચાલશે ઓકે ઓકે થૅન્કયુ